અમારા વિસ્તારમાં રમતગમતની રમતવીરો માટે કોઈ વ્યવસ્થા છે નહીં હું એવું માનું છું કે સરકારે આમાં રસ લઈને ઘણી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ કે જેવી કે દરેક ફળીએ ફળીએ તપાસ કરીને નામ નોંધવા જોઈએ અને એ લોકોને બધી જ વ્યવસ્થા કરવી જોઈએ તથા એવી જિલ્લા વાઈઝ રાજ્ય વાઈઝ જોઈએ અત્યાર સુધી મેં એ જોયું છે કે અત્યાર સુધી મેં જોયું છે કે કોઈ સુવિધા હતી નહીં પણ હવે સરકાર રસ લઈને બધું કરે છે અને એની સામે આપણને એવી ઘણા મેદાન મળ્યા છે તે પછી નક્કી થશે કે સરકાર કંઈ બોલાય નહીં